ગુજરાતની મુલાકાત વખતે પ્રવાસીઓ અજમાવી શકે તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ ઘણ એવી ઘણી બધી છે જેમ કે સા સાપુતારામાં અ રિવર રાફ્ટિંગ કરી કાય છે પછી પ નૌકા વિહાર બી કરી શકાય છે ગીર ગીર જોવા જાઓ તો ગીરમાં બી પર તમે જંગલ સફારી દરમિયાન સિંહ તથા વિવિધ પ્રાણીઓ હરણ ચિત્તા વગેરે બી તમે જોઈ શકો છો પછી ગીરમાં તમે ટ્રેકિંગ બી કરી શકો છો અ પછી કચ્છમાં કચ્છ જોવા જાવ તો ભ તેમાં ગર ભરત ગુંથણની ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકો છો કચ્છમાં સફેદ રણ ફેમસ છે ઘણી બધી જગ્યાઓ જોઈ શકાય છે જે ઐતિહાસિક છે